ભારત દેશમાં હિન્દુ મુસ્લિમ જૈન બુદ્ધ ખ્રિસ્તી પારસી જેવા વિવિધ વિવિધ ધર્મનાં લોકો રહે છે અહીંયા આપણે ઉત્સવો અલગ હોય છે પછી રીતિ રિવાજો નિયમો હર એક ધર્મના અલગ અલગ હોય છે છતાંય પણ અહીંયા વિવિધતામાં એકતા જોવા મળે છે કોઈ બી ઉત્સવ હોય છે તો બધાં સાથે ભેગાં મળીને એને ઉજવે છે મારો ધર્મ ઇસ્લામ એ અમને હજ યાત્રા કરવાનું શીખવે છે અમારે સરિયતના નિયમોનું પાલન કરવાનું શીખવે છે અમારામાં એવું છે કે કોઇ બી બીજા ધર્મનો વ્યક્તિ હોય એની સમજવું જોઈએ એની વાત સમજવી જોઈએ અને એની સાથે હળી ભળીને રહેવું જોઈએ એ લોકો સાથે ખરાબ વર્તન કરવું જોઈએ નહીં અમારા સમાજમાં બે અલગ અલગ પડે છે એક સુન્ની અને સિયા અમારામાં નમાઝ અલગ અલગ હોય છે અમે પાંચ ટાઈમની નમાઝ પઢીએ છીએ અને અમારામાં જકાત આપવાનો હોય છે કે અમારા સમુદાયમાં ખાસ કરીને એવું શીખવાડવામાં આવે છે કે જે ગરીબ લોકો છે એમની મદદ કરવી જોઈએ એમને સાથ આપવો જોઈએ સહકાર આપવો જોઈએ અને અમારામાં જકાત અને ખેરાત આપવામાં આવે છે ખાસ કરીને તો રમઝાન મહિનાનાં અંદર આખા મહિનામાં જે ફકીર લોકો હોય છે એમને જકાત આપવામાં આવે છે અને માલ સામાન બી એમની મદદ કરવામાં આવે છે વિવિધ વિવિધ રીતો અમારા સમુદાયમાં શીખવાડવામાં આવે છે